તમને કીધું તું તમે ટાઈમે આવતા નથી તમારા લીધે મારી ટ્રેઇન મિસ થઈ ગઈ તમે મારુ જ મારે ત્યાં આગળ જઈને એક મિટિંગ અટેન્ડ કરવાની હતી જેનો મે આગળ ટાઈમ આપેલો હતો અને અત્યારે હાલ મારી મિટિંગ મિસ મિસ થઈ ગઈ છે તો મને મારી નોકરી ઉપરથી નિકાળી દેશે તો તમે મને તમે લેટ આવ્યાં તેનું મને રિફંડ આપો નહિતર હું તમારી આગળ કમ્પલેન કરીશ મારી ટ્રેન મિસ થઈ ગઈ છે માં હું હવે ત્યાં કઈ રીતના પહોંચીશ તમારા લીધે મારું બધું આખું શિડયુયલ બગડી ગયું તમે વહેલા ન આવી શકતે હવે મને રિફંડ આપો તમે મારુ બધુ શિડયુયલ ખોરવાઈ ગયું હતું